હેલો ગુજરાત ગેસ કસ્ટમર સર્વિસ વિભાગમાં કામ કરી રહેલ કર્મચારી સાથે હું વાત કરી રહ્યો છું આશા છે કે તમારો દિવસ સારો જઈ રહ્યો છે હું તાજેતરના ગેસ સિલેન્ડર ડિલિવરી વિલંબ અંગે મારી નિરાશા વ્યક્ત કરવા વાત કરી રહ્યો છું દુર્ભાગ્ય વશ ડિલિવરીમાં મોટા પ્રમાણે વિલંબ થયો છે જેની અસર પડી અને અમારે ઘરની નિયમિત કામગીરીમાં વિક્ષેપ થયો હું સમજી શકું છું કે ક્યારેક અનિચ્છનિય પરિસ્થિતિઓમાં પરંતુ આ પહેલી વાર નથી મને વિલંબનો સામનો કરવો પડ્યો છે એક વિશ્વાસુ ગ્રાહક તરીકે હું તમારી સેવા પર આધાર રાખું છું મારી નમ્ર વિનંતી છે કે તમે ડિલિવરી પ્રક્રિયાને વધુ સુગમ અને સમયસર બનાવવાનાં પગલાં લો આમાં સુધારો થશે તો અમને ઘણી રાહત મળશે સામન્ય રીતે તમારી સેવા સમયસર હોય છે પરંતુ છેલ્લી કેટલીકવાર ડિલિવરીમાં વિલંબ થતો જોવા મળ્યો છે આ વખતનો વિલંબ તો ખાસ કરીને આપત્તિજનક રહ્યો સમયસર ડિલિવરી ન મળવાથી અમારી રોજીંદી જરૂરિયાતો પર નકારાત્મક અસર પડી છે આ વિલંબને કારણે કેટલાક સમય માટે ઘરમાં રસોઈ વ્યવસ્થા ઠપ થઈ ગઈ હતી અને સાથે અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હું માનું છું કે અમુક વાર વિલંબ કાબૂમાં ન હોય પરંતુ આ નિયમિત બની રહ્યું યોગ્ય નથી મારી નમ્ર વિનંતી છે કે તમે ડિલિવરી સમયે ડિલિવરી સમયને વધુ યોગ્ય બનાવવા માટે તાત્કાલિક પગલાં લો જેથી આ પ્રકારની સ્થિતિ ભવિષ્યમાં ન બને તમારો ડિલિવરી વ્યવસ્થા અને સ્ટાફની કાર્યક્ષમતા સુધારવા તરફ ધ્યાન આપજો અને ખાત્રી આપજો કે અમે યોગ્ય સમયે નિયમિત સેવા મેળવી શકીએ મારું નામ રાજપૂત પરમ મારો સંપર્ક નંબર નવ છ શૂન્ય શૂન્ય એક શૂન્ય છ પાંચ ત્રણ આઠ મારી ગ્રાહક આઈડી આઠ ચાર શૂન્ય શૂન્ય નવ છ શૂન્ય શૂન્ય નવ આઠ શૂન્ય શૂન્ય ત્રણ આઠ શૂન્ય શૂન્ય છે